ગુજરાતમાં વિશાળ પ્રમાણમાં દર્શકોને આકર્ષતા મુખ્ય સંગીત અને નૃત્યના ઘણા ઉત્સવો ઉજવાય છે જેમાં કહીએ તો ગુજરાતમાં તો સૌપ્રથમ નવરાત્રિ નવરાત્રિમાં નવ દિવસ માના સાનિધ્યમાં નચૈયાઓ ગરબાની રમઝટ માણે છે અને નૃત્ય કરે છે અને સંગીતકારો સંગીત ગાય છે તેઓ નવ દિવસ સુધી નૃત્ય કરે છે અને તેની તૈયારી લોકો ઘણા ટાઈમથી કરતા હોય છે તેઓ ગરબા ગઈને પોતાનો આનંદ માણતા હોય છે પછી નવરાત્રિ છે પછી દિવાળીમાં પણ લોકો ઘણા લોકા ગરબા અને ગીતો સાંભળીને પોતાનું અનુ કરે છે અત્યારે આધુનિકમાં ગુજરાતમાં ઘણા ઘણા લોકો અલગ અલગ પ્રકારના નૃત્ય કરતા હોય છે જેમ કે સાઉથ ઇંડિયન છે પંજાબી નૃત્ય છે પછી અત્યારનું ઇંગ્લિશ નૃત્ય છે જે ઘણા લોકા શીખી રહ્યા હોય છે પછી નવરાત્રિમાં જો તમે કહો તો ગરબાની તો શું વાત જ કરીએ લોકો માના સાનિધ્યમાં નવ દિવસ તો એવી રમઝટ માણે છે ને કે તમને હું શું કહું ગુજરાતમાં તો નવરાત્રિ એટલે એવો તહેવાર પછી હોળી ધૂળેટીમાં પણ લોકો સંગીત અને ગરબાની સાથે કલરમાં રમઝટ માણે છે